મારું રહેવાનું ગુજરાત વિસ્તારમાં છે અમારા ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ધર્મો છે જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી જૈન જેવા ઘણી વાર સમાન દિવસે સમાન ઉત્સવો યા તહેવારો આવે ત્યારે વિવાદાસ્પદ મુદ્દા ઊભા થાય છે એ જ રીતે જેમ કે ગણેશચતુર્થી અને ઈદ ઘણા ટાઇમે એક સમાન દિવસે સમાન તારીખે આવે છે જેથી ઘણા વિવાદાસ્પદ મુદ્દા ઊભા થાય છે હિન્દુઓ અને મુસ્લિમોમાં ગામડાઓ અને શહેરોના ઘણીવાર વિચાર અલગ અલગ પડી જતા હોય છે જે ગામડાંના લોકો અમુક જેવા વિચાર અંધશ્રદ્ધામાં માને છે શહેરોમાં એ લોકો શહેરોના લોકો એ રીતના એ મુદ્દા માનતા નથી અંધશ્રદ્ધામાં ઓછું માને છે માને છે પરંતુ પ્રમાણમાં ઓછું માને છે ગામડાનાં લોકો વધારે માને છે શાળામાં પણ બાળકોના વિચારો અલગ અલગ પ્રકારે હોય છે જેમ કે અલગ અલગ ધર્મના બાળકો આવતા હોય ભણવા માટે તો બધાયના વિચારો અલગ અલગ હોય છે ધર્મ પ્રમાણે તેમાં ધર્મના અલગ અલગ વિચારો પોત પોતાના મા બાપે જે સંસ્કારો દીધા હોય અલગ અલગ એ રીતે બધાયના પોત પોતાના ધર્મ પ્રમાણે અલગ અલગ આપેલા હોય જેથી બધાય પોતપોતાના ધર્મ વિશે આગળ વધે છે જે મારા હિન્દુ ધર્મ આગળ છે મારો શીખ ધર્મ આગળ છે મારો જૈન ધર્મ આગળ છે મારો મુસ્લિમ ધર્મ આગળ છે એ રીતે વિવાદાસ્પદ મુદ્દા ઊભા થાય છે જેમ કે કહી શકાય કે ઘણી ગેરમાન્યતાઓ પણ હોય છે જેનાથી માતા પિતાઓની ગેરમાન્યતાઓ હોવાથી તે પોતાનાં બાળકોને ઘણીવાર એવું શીખવી દેતાં હોય છે જેથી બાળકો જ્યારે બીજા ધર્મનાં લોકો યા ફીર બાળકો સાથે મુલાકાત કરે ત્યારે વિવાદાસ્પદ વસ્તુઓ કે એવાં વાક્યો બોલી દે છે પણ જેથી ઉશ્કેરણી ઊભી થાય છે ઘણી વાર જ્યારે એક જ એક જ તારીખે એક જ તહેવાર આવે ત્યારે ઘણીવાર ઉશ્કેરણી જેવું મતલબ ઊભું થઈ જાય છે ઉશ્કેરણી થાય છે બંને અલગ અલગ ધર્મ વચ્ચે જેમ કે કોઈ અંધશ્રદ્ધા કહી શકાય કે ગામડાંના લોકોમાં અલગ અલગ પ્રકારની અંધશ્રદ્ધાઓ હોય છે જેમ કે કહી શકાય કે પશુ બલિ બરાબર કે પશુ બલિ છે તો એ અમુક લોકો માને છે કે માન્ય છે કે એવું હોવું જોઈએ પરંતુ શહેરનાં લોકોમાં એ ઓછું છે કે એવું નથી માનતા કે એવું હોવું જ જોઈએ અલગ અલગ અને જેવું ભણતર વધતું આવે તેમ જ્ઞાન વધતું આવે છે કે ધર્મ ધર્મ સમાન હોવા જોઇએ મતલબ હોવું જોઈએ કે બધે પોતપોતાના ધર્મ છે અલગ અલગ બધાયની માન્યતા અલગ અલગ છે તો એ સમજણ રાખીને આગળ વધવું જોઈએ કે અમારા પોતાના વિચારો અમારા છે બધાયના અલગ અલગ વિચારો હોય એ રીતે બસ તો એટલું તો વિવાદાસ્પદ મુદ્દાઓ ઊભા ન થાય તેના વિશે વિચાર કરવો જોઈએ જ્યારે ભણતર ઓછું હોય તો એ મુદ્દા ઊભા થાય પરંતુ જો શાળાઓમાં એવું શીખવવામાં આવે તો એ એના ઉપર કાંઈક કાર્ય કરી શકાય છે